હાય હા બોલો હા બોલો હોવ મજામાં બસ હા જોઈએ છીએ ને રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ તો આખો દિવસ સોની સબ ઉપર ને ચાલું જ હોય મને તો એમાં તો બબીતાજી અને જેઠાલાલનું કેરેક્ટર વધારે ગમે છે હં હં ના જો ટીવી સિરિયલમાં તો આમ તો ધાર્મિક રીતે ગણો કે કોમેડી ગણો કે હા હા બધી રીતે આમ જોવા જાઓ તો તારક મહેતા સિરિયલ સારી છે આમ જેમ કે સોનુ છે ટપુ છે ગોગી ગોલી ભીડે પોપટલાલ હા કોમેડી તો બહુ સારું આવે છે હા જેમ કે જેઠાલાલ છે દયા ટપુ હા ગુજરાતનાં જ રહેવાસી છે એ હા ઘણાં બધાં સારા સારા અહીંયા ફંક્શનો થાય છે ગોકુલધામમાં બધા બધા દિવાળી બધા તહેવારો મનાવવામાં આવે છે હા હું રોજ જોઉં છું ના રોજ સાંજે નવા નવા એપિસોડ આવે છે એમ તમે આમ જુઓ ને હું બે હજાર ચૌદથી લઈને તારક મહેતા અત્યાર સુધી જોઉં છું હા એના હા એના નવા નવા એપિસોડ આવ્યા જ કરે છે ઓછામાં ઓછા હું દસ વરસથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઉં છું હા એમના જેવું વજનદાર પરફોર્મન્સ કોઈ ના કરી શકે હા એમાં તો ઘણા બધા સારા છે અંજલિ છે હા એ તો છે જ તે હા પણ એ એ સિરિયલ ઉપરથી આપણને એટલું શીખવા મળે કે બધા અલગ અલગ ધર્મનાં માણસો છે પણ સંપીને રહે છે એમાં એમ તો અત્યારે ઘણી બધી સિરિયલો આવે છે હા સૌથી સારી તો મને મારા જ દૃષ્ટિએ જોવા જાઓ ને તો સૌથી સારી ચેનલનો નંબર આપવાનો કહે ને તો હું તારક મહેતાને જ આપું હા હ વાંધો નહીં તમારે બીજું કાંઇ જાણવું હોય તો તમે મને પૂછી શકો છો હા હા અત્યારે સૌથી વધારે જોઉં ને તો તારક મહેતા બધી જગ્યાએ જ્યાં જઈએ ત્યાં નાનાથી લઈને મોટા માણસો પણ તારક મહેતા જ જોતા હોય છે આભાર તમારો